શહેરોમાં સ્થળાંતર થાય છે છતા પણ મને તો ગામડાંમાં જ રહેવાનું પસંદ છે કારણ એક

ખુલ્લી જગ્યા ઝાડ વનસ્પતિ નદી ખુલ્લું વાતાવરણ અને શુદ્ધ હવા જે શહેરોમાં ગીચ વિસ્તાર અને શુદ્ધ હવા પણ મળતી નથી જયારે ગામડામાં શુદ્ધ હવા પાણી ખોરાક બધું જ શુદ્ધ મલે છે ગામડામાં અરસ પરસ સૌનો સાથ મળી રહે છે જયારે શહેરોની અંદર એક રૂમમાં પુરાઈ ગયેલા જેવું અનુભવાય છે ગામડામાં શાકભાજી દૂધ પાણી બધું ચોખ્ખું અને શુદ્ધ મળતું હોય છે

સવારે સાંજે થોડે દૂર સુધી ચાલીને જાવ તો મન પ્રફુલ્લિત થઈ જાય

બધાય હળી મળીને રહેતા હોય છે કોઈની જરૂરિયાતમાં બધા મદદરૂપ થતા હોય છે નૈસર્ગીક વાતાવરણ વન્ય પ્રાણી પક્ષીઓ અને સવારમાં તો એમ લાગે જાણે પંછીઓનો ક્લબલાહટ થઈ ઉઠે છે જયારે તે શહેરોમાં નથી જોવા મળતું ગામડામાં વાતાવરણ ખુશનુમાં હોય છે એક તાજગી એર હોય છે જે ગામડામાં આખો દિવસ કામ કરશો તો પણ તમને સાંજે થાકનો અનુભવ નહીં થાય જયારે શહેરોમાં સાંજે આવતા જ તમે થાકી ગયેલા હશો ગામડામાં બધી જ વસ્તુઓ મળતી નથી હોતી પણ જે છે એમાંથી ખૂબ સારી રીતે રહી શકાય છે અને જીવી શકાય છે મારી દ્રષ્ટિએ ગામડામાં રહેવું ખૂબ જ જરૂરી છે હા શહેરોમાં રહેવું

જરૂરિયાત મુજબનું હોવું જોઈએ બાકી આજુ બાજુના ગામમાં એના ખુલ્લા વાતાવરણમાં સાથે રેહવું મને બહુ પસંદ છે